અમારાં ગામમાં લગ્નો એકબીજાના વિશ્વાસથી થાય છે જેમકે ગુજરાતી લગ્નો સામાન્ય રીતે બહુ જ પરંપરાગત અને સંસ્કારી રીતે થાય છે લગ્નની વાત નાતના સગા અથવા તો કંઈ મિત્ર મંડળ હોય કે જીવનસાથીની પસંદગીથી થાય છે અને જ્યારે બંને પરિવારોને છોકરા અને છોકરીને મળવા ઈચ્છા થાય ત્યારે પ્રથમ મુલાકાત ગોઠવાય છે અને છોકરીઓની ત્યાં જ છોકરાવાળા જોવા આવે છે અને આ મુલાકાત સામાન્ય રીતે બંને પરિવારોને પરિચય થાય છે એટલે કે ઓળખાણ કરાવે છે એકબીજાને અને છોકરો અને છોકરી એકબીજાને ઓળખે છે એમ કે મોટા ભાગે બંને પરિવારો પોતપોતાની માહિતી આપીને એકબીજાની ઓળખાણ કરે છે બંને પરિવારો પોતાનાં કુટુંબના સભ્યો કેટલા છે કોણ શું કરે છે કેવો ધંધો કરે છે વગેરે વાતચીત કરે છે અને છોકરો અને છોકરી બે પાંચ મિનિટ માટે એકલા વાતચીત કરે છે જેથી પોતાનો નિર્ણય લઈ શકે છે બંને પક્ષનાં લોકો એકબીજાને પૂછે છે કે કેવું લાગે છે છોકરાને છોકરી અને છોકરીને છોકરાનું બધી જ વસ્તુ અનુકૂળ આવે તો જ લગ્ન જીવનમાં બંધાય છે અને એટલે તો પહેલાં એંગેજમેન્ટની વિધિ કરે છે અને પછી લગ્નની તારીખ નક્કી કરી અને લગ્ન ગોઠવે છે